તમે રેલવે ક્લર્કમાંથી વાત કરી રહ્યા છો હા તો મા હું શુક્લ ઉદય બોલી રહ્યો છું મારે આણંદથી અમદાવાદ જવાની ટ્રેનને પોસ્ટપોંડ કરવી છે એટલે કાલની જગ્યાએ પરમ દિવસની કરવી છે તો શું ચાર્જ લાગશે અને શું પ્રોસીજર છે એમાં અરે મારે અર્જન્ટલી એક કામ આવી ગયું છે ને એટલા માટે મારા ટ્રેન નંબર એક બે ત્રણ ચાર છે સીટ નંબર ત્રણ ચાર અમે ત્રણ જણા છીએ ઉદય પછી હેત અને હર્ષદ અમે તો સ્લીપરમાં છે અમારે પંદરસો રૂપિયાની ટિકિટ છે

અમારે પરમ દિવસની જોઈએ છે બરોબર હા એટલે ત્રણ જણના પંદરસો એકસ્ટ્રા આપવા પડશે એમ બરાબર તો આમાં પ્રોસીજર શું છે એટલે ત્યાં આવવું પડશે અમારે આણંદથી અમદાવાદની હા ચાર નંબર ઉપર

ઑકે ઑકે ના બીજું કોઇ એન નથી જોઈતું ધન્યવાદ સાહેબ